આજે એક પારિવારિક વાનગી રાજસ્થાની વાનગી વિષે વાત કરીશ જે મારા દાદી નાની એ લોકો બહુ જ સારી રીતે બનાવતા હતા એનું એનું નામ છે એ વાનગીનું નામ છે પા દાલબાટી દાલબાટી જે છે એ લોકો બાટી જે બનાવવામાં આવે છે એ બાટી દાદી લોકો તો બહુ જ સરસ માટીના એમાં બનાવતા હતા આખા ચૂલા ઉપર એટલે બહુ જ એટલી સ્વાદિષ્ટ એટલે ભઠ્ઠીમાં બનાવતા હતા જે એને બાટી એમાં ભઠ્ઠીમાં નાખી અને એને શેકવામાં આવતી હતી એ બાટી એ તો એટલી મિઠાશ એમાં તો હોતી હતી કે બહુ જ ફાઇન બનતી હતી પણ હવે આજના જમાનામાં એ વસ્તુ શક્ય નથી તો હવે એ એનું બાટીનું કુકર પણ આવે છે એમાં પણ બની શકે છે અને એ ના હોય તો જેના ઘરે ઓવન હોય એ લોકો ઓવનમાં બી બનાવી શકે છે તો એ બાટી જે બને છે એ ઘઉંના જાડા લોટથી એમાં ભરપૂર ઘીનું મોણ નાખીને એનો જે લોટ બાંધી અને એના મોટા એ મોટું મોટા જાડા જાડા એ લોયા બનાવી અને પછી એને બનાવવામાં આવે છે તો એને એકદમ સરસ રીતે બંને બાજુથી શેકી અને પછી એને પછી એને જ એમાં ઘીમાં એકદમ પરા પ્રોપર ડબોળવામાં આવે છે તો એ ઘીમાં જે આખી ઑબ્ઝવ થઈ જાય બાટી એટલે એ બાટી એકદમ જ અંદરથી સોફ્ટ અને એકદમ જ મીઠાશ એમાં આવી જાય છે એટલે એ બાટી બહુ જ ફાઇન સરસ લાગે છે અને સ્વાદિષ્ટ હોય છે હવે એ બાટી સાથે તમે લસણ નહિ ચટની સાથે બી ખાલી ખાઓ તો પણ એટલી મીઠી અને એટલી સરસ લાગે છે અને એ બાટી સાથે ખરેખર તો દાળ બાટી કહેવાય જે એને કે દાળ પણ જે પંચકૂટી દાળ હોય છે એ પંચકૂટી દાળ એની સાથે ખાવામાં આવે છે તો એ પંચકૂટી દાળ પાંચ દાળમાંથી બનાવવામાં આવે છે એટલે એનું નામ પંચકૂટી દાળ રાખ્યું છે તો એ પાંચ દાળમાં જે મેઇન દાળ હોય છે એ છોળાવાળી મગની દાળ હોય છે અને અળદની દાળ હોય છે ચણાની દાળ હોય છે મસૂરની દાળ હોય છે અને મોગર દાળ હોય છે તો એ પાંચ દાળમાંથી આ દાળ બનાવામાં આવે છે તો એ દાલ પણ એની સાથે મિક્સ કરીને જે બનાવવામાં આવે છે તો એ દાળ બી એટલી સ્વાદિષ્ટ બને છે પાંચ દાળ સાથે બને છે એટલે કે એ બા આ બાટી સાથે બહુ જ સરસ લાગે છે અને એ દાલબાટી સાથે અમે રાજસ્થાની જે પારિવારિક વાનગી પારિવારિક કહેવાય તો એ રાજસ્થાની જે હોય છે તો એ એની સાથે ગટ્ટાની સબ્જી બનાવામાં આવે છે તો એ ગટાની સબ્જી પણ ચણાના લોટની સ બનાવામાં આવે છે તો એ પણ આપણા હેલ્થ માટે બહુ સરસ હોય છે અને એની સાથે મારવાડી રાજસ્થાની લોકો કેળ અને સાંગરીની બી સબ્જી બનાવે છે અને એ પણ બહુ સરસ લાગે છે એનામાં દાલબાટી સાથે તો એ દાલબાટી એક રાજસ્થાની એવી વાનગી છે કે તમે ખાલી રાજસ્થાનમાં જ નહિ પણ તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો એ દાલબાટી બહુ જ પ્રખ્યાત છે અને દાલબાટી લગભગ બધી કોઈ પણ તમે એવી સંસ્કૃતિની જે દાળ દાલબાટીની વાનગી કે કોઈ પણ ફંકસનમાં બી જેઓ રાજસ્થાની ફંકસન હોય કે ગુજરાતી હોય કે પંજાબી લોકો હોય કે મરાઠી લોકો હોય બધા જ લોકો લગભગ દાલબાટીને બહુ જ પસંદ કરે છે અને એક દાલબાટીનું જે બાટી હોય છે એનામાંથી એક ચૂરમો બી બને છે જે પણ રાજસ્થાની વાનગી છે તો એ પણ એ દાળ આ એવી એ પણ એક બાલ બાટીમાંથી જ બને છે કે બાટીને એને ભાંગી અને પછી એમાં ગોળ અને ઘી મિક્સ કરી અને એ ચૂરમો બને છે તો એ દાલબાટી સાથે એ પણ બહુ સરસ લાગે છે તો દાલ બાટી એક એટલી સરસ વાનગી છે કે એ દુનિયાભરમાં વલ્ડ વલ્ડ ફેમસ છે તો દાલબાટી રાજસ્થાની જ નહિ પણ બધા જ બધા જ લોકો એને પસંદ કરે છે